હા અમે અમારા વિસ્તારમાંથી કોંગ્રેસ ભાજપ જેવા રાજકીય પક્ષને જાણીએ છીએ અને નેતાઓમાં અમે નરેન્દ્ર મોદી વિજય રુપાણી જેવા નેતાઓને જાણીએ છીએ આ નેતાઓનું કાર્ય આપણા દેશને આગળ વધારવાનું અને દેશના નાગરિકો માટે સારા એવા કામ કરવાનું છે આ નેતાઓને આપણો દેશ કઈ રીતે આગળ વધે અને દેશના નાગરિકોને કઇ કવી કેવી રીતે મદદરુપ થાય તે માટેનું કાર્ય હોય છે તેઓ આપણા જેમ કે આપણા હાલના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓએ આપણા દેશને સારી એવી મદદ કરી છે દેશ માટે ઘણા એવાં સારા કાર્યો કર્યાં છે અને દેશના નાગરિકો માટે પણ તેમણે સબસિડી જેવી ઘણી સ્કીમો બહાર પાડીને દેશને મદદરુપ થયા છે આમ આ નેતાઓનું કાર્ય નાગરિકને સારી એવી રીતે મદદરુપ થઈ શકે તેવું છે